રમત ગમતના વિષયમાં વાત કરું તો મારું ફેવરેટ એક સ્પોર્ટ્સ છે ક્રિકેટ તો એમાં વાત કરીએ તો પહેલાં જે ક્રિકેટ રમાતી હતી ટેસ્ટ મેચો કે વન ડે તો પહેલાં સાઠ ઓવરની આવી હતી પહેલાં ટેસ્ટ મેચમાં પહેલાં અલગ અલગ નિયમો હતા અને અત્યારનું ટાઇમનું કહું તો એ ચેન્જ થઇને પહેલાં સિક્સટી ઓવર હતું વન ડેમાં પછી ફિફ્ટી થયું પછી હવે ટ્વેંટી ટ્વેંટીનો જમાનો આવી ગયો ટ્વેન્ટી ટ્વેન્ટીમાં પછી ટી ટૅન આવી ગયું છે ઘણી જગ્યાએ ટી ટૅન બી રમાય છે લીગ્સમાં અ ઇન્ટરનૅશનલ જે આઉટસાઇડ લીગ્સ હોય છે એમાં ટી ટેન બી રમાય છે હવે થોડો એક ટાઇમ એવો આવશે કે લગભગ મને એવું લાગે છે કે ટી ફાઇવ બી આવશે ફાઇવ ઓવરની મેચ બી હોય અ એ બધું ટાઇમ ટુ ટાઈમ ઈવોલ થાય છે ક્રિ અને ઘણા ઘણા નિય નવા બધા નિયમ્સ આવી ગયા છે ક્રિકેટમાં આ પહેલાં અ ડી એલ એસ મેથડ જે જૂની છે એમાં બી થોડો ફેરફાર થયો છે પછી પેલો બાઉન્ડ્રીનો નિયમ આવ્યો છે કૅચ કરવાનો અલગ અલગ ટાઇપના નિયમ આવી ગયા છે ક્રિકેટમાં તો સારું લાગે છે આમ તો ઇવોલ થાય છે જવાન ફાસ્ટ થાય છે સ્પોર્ટ્સમાં અને બસ આ આમ આ વિષયમાં આટલું જ મારે કહેવાનું છે